ઇન્ટરનેટ પરની એક વૅબસાઇટ પરથી એકવાર મેં એક ઇયરિંગ ઓર્ડર કરેલી આ વૅબસાઇટનો ઉપયોગ મેં પ્રથમવાર કરેલો હોવાથી તેની પ્રોડક્ટ વિશે મને કોઈ જ આઇડિયા હતો નહીં પરંતુ જ્યારે તે ઇયરિંગ મારા સુધી પહોંચી ત્યારે તે ઇયરિંગ ખૂબ જ સુંદર હતી તેનો કલર પણ તે જ પ્રમાણે હતો જે પ્રમાણે વૅબસાઇટ પર બતાવેલો હતો અને તે ખૂબ જ વાજબી દરે મને મળી શકી આ પ્રોડક્ટ અંગે મેં ખૂબ જ સારા રિવ્યૂ અને રેટિંગ તેમની વેબસાઇટ પર આપ્યા હતા અને મને તે ઇયરિંગ ખૂબ જ ગમી હતી